ગુજરાતી લોકો ખૂબ મનમોજીલા લોકો છે અને તેમની ભાષા ગુજરાતી છે ગુજરાતી ભાષા આમ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરતી ભાષા તરીકે ઓળખાય છે મધ્ય ગુજરાતમાં ચરોતરી ઉત્તર ગુજરાતમાં પટ્ટણી કચ્છમાં કચ્છી અને સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડી હાલારી ઝાલાવાડી ગોહિલવાડી વગેરે સોરઠી જેવી ભાષાઓ બોલાય છે અમે અમારા સંસ્કૃત અને સાંસ્કૃતિક અને પારંપરિક ઉત્સવોમાં તેનું ખૂબ સુંદર રીતે ઉપયોગ કરીએ છીએ ખાસ કરીને તહેવારો એક બીજાને મળવા જઈએ ત્યારે જય શ્રી કૃષ્ણ કહીને અથવા તો આવજો અને જજો કહીને તેમનું સ્વાગત કરીએ છીએ